હા બોલો ભાઈ બસ ફર્સ્ટ ક્લાસ હો ભાઈ બોલો ભાઈ ના તો નથી પાડી મેં રીજેક્ટ એય નથી કર્યું પણ મેં કીધું ફોન આવે તો રૂબરૂમાં વાતચીત કરી લઉં તો ટેન્ડરની અંદર જે તમે ટેન્ડર ભર્યું છે એમાં એમાઉન્ટ છેને મને કંઈક વધારે લાગે છે કારણ કે બીજા બધાય પહેલાં સાંભળો બીજા બધાને ટેન્ડર જે આવ્યા છે એમાં તમારું હા હા અને બીજા નંબરની અંદર શું છે સાઈઠ ફૂટનો રોડ બનાવવાનો

તો એ

હવે બીજું સટેન્ડર આપો તો વધારે સારું એનું કારણ છેકે આ બધાય શું છે એક કમિટીની અંદર બધાયે પાસ કરવાના રહે છે દેખાડવાના હોય હા હમ હા હા ના કંઈ વાંધો નહીં એ તો પછી તો એની અંદર આ શું સાથે એડજસ્ટ કરવાનું છે હમ હા બસ હા તો શું છે એક વિધિ બધુંય દેખાડવાનું હોયને એ પ્રમાણે રાખવાનું હોય હા

હા બરાબર હા હા ના ના એતો એમનેમ જ રાખ્યું છે હજી ફાઈલની અંદર નથી ચડાવ્યું

હા હા હા હા ઠીક છે ના ના બપોર સુધી હોય બપોર પહેલાં મોકલાવી દેજો હા હા હા હા ઠીક છે હમ